હલો હા મેડમ મારે રિઝાઇન આપવું છે થોડી સેલેરી ઓછી પડે છે ને થોડો ટાઈમિંગમાં પણ થોડો ચેન્જીસ આવ્યું છે એટલે મારે રિજાઇન આપવાની જરૂર પડી છે

હા ટાઈમનો તો થોડો ઇસ્યુ તો છે પણ એના સિવાય બીજું મારે અત્યારે ઘર મેં શિફ્ટ કરેલું છે તો તે ત્યાંથી મારે થોડું આવવાનું મારે પ્રોબ્લમ થાય છે કેમકે ત્યાં ટ્રાફિક ને એ બધું સમસ્યા વધારે રહેતી હોય છે અને મારે થોડું લાંબું પડી જતુ હોય છે એટલે ટાઈમ પર પહોંચવું પણ ઘણા ટાઈમે મુશ્કેલ પડતું હોય છે એટલે મેં વિચાર્યું છે કે રિઝાઇન આપી દઉં અને કોઇ નજીકની અંદર મારે કોઈ જગ્યાએ સેટ થાય તો ત્યા હું જોડાઈ જાઉં એમ

હા તો એમ થઈ શકતું હોય તો એનો કોઈ વાંધો નથી પરંતુ ત્યાં જ મારે ઓલ્ડ જગ્યાએ જવાનું હોય તો ત્યાં હું ન આવી શકું હા તો મારે જો બંને કન્ડિશન જો સેટ થતી હોય તો હું તૈયાર છું નહીં તો પછી બીજો અધર ઓપ્શન હું જોઈ લઈશ

હા તો ટાઈમિંગનો કંઈ વાંધો નહીં કેમ કે ટાઈમિંગ તો પછી મારા નજીકમાં જો આ હશે તો હું મારે ટાઇમિંગનો કોઇ ઇસ્યુ નહીં રહે કારણકે પેલું તો શું હતું કે મારે મારે અહીંયાથી ડિસ્ટન્સ થોડું વધારે હતું અને વચ્ચે ટ્રાફિકની સમસ્યા પણ ઘણી રહેતી હતી એના કારણે મારે બહુ જ પ્રોબ્લમ થતી હતી એટલે જો નજીકની અંદર હોય તો પછી ટાઈમિંગમાં કોઈ ઇસ્યુ નહીં રહે પણ ખાલી થોડી સેલેરીનું થોડું ઈમ્પ્રૂવમેન્ટ થઈ જાય અને જોડે મારા નજીકની અંદર મારે કોઈ સિટીની અંદર જ જો થઈ જાય નજીકમાં તો કંઈ વાંધો નહીં હા તો કંઈ વાંધો નહીં હું તમારા ઓફિસે આવીને જ મળી લઈશ રૂબરૂ ઓકે ઓકે હા